તમારી પહેલી પ્રોડક્ટનો મેં ઉપયોગ કર્યો મને બહુ સારો લાગ્યો પણ હવે એ પ્રમાણે મને આગળની દરેક પ્રોડક્ટ મળશે એવી આશા રાખું છું તમારી સાબુની પહેલી પ્રોડક્ટ મેં વાપરી ખરેખર તે બહુ ઉપયોગી છે વાપરવામાં અનુકૂળતા છે સ્કીન માટે પણ અને સ્મૅલ માટે પણ બહુ આપણને ગમે છે એટલે તમારી પહેલી પ્રોડક્ટ તો મને બહુ સારી લાગી બરાબર તમે જે આ નવી પ્રોડક્ટ બનાવો છો એ જોઈએ હવે કેટલી મેઈન્ટેન થાય છે ખરેખર પહેલી પ્રોડક્ટ બહુ સારી હતી